હેલો હા અમી હૉસ્પિટલમાંથી બોલો છો હા તો મારે એક એપોઈમેંટ લખાવવાની હતી હા મારું નામ ઠાકોર સૃષ્ટિ છે અને મારું ગામ છે મહેસાણા અને મોબાઈલ નંબર તોંતેર પાંચ છન્નું નેવ્યાશી ચારસો વીસ એ સારું હા મેડમ અમે તમારાં હૉસ્પિટલમાં આવ્યા હતા અમે તમારાં હૉસ્પિટલની મુલાકાત પણ લીધી હતી હા મારે વાળનો પ્રોબ્લમ હતો એટલે તમારા દવાખાનેથી હું દવા લઈ ગઈ હતી એ હા તે દવાને કારણે મારાં શરીરમાં ખૂબ જ ગરમી ઉત્પન્ન થતી હતી અને એ તેમ જે સેમ્પૂ તમે આપ્યાં હતાં એની અઠવાડિયામાં તો સારી અસર રહી પરંતુ અઠવાડિયાં પછી એનો યુઝ કર્યો મેં તો બહુ એની આડઅસર મને જોવા મળી અને તે અને વાળ પણ ઉતરતા હતા અને માથું ધોવાથી તેમાં તેલ એમનાં એમ જ રહેતું હતું તેનાથી કોઈ ફરક નહોતો પડતો અને મારાં સ્કીન પર પણ તેની માઠી અસર જોવા મળતી હતી મને શક્ય હોય તેટલું જલ્દી કરાવી દો ને એ સારું તો કાલે જ મારી એપોઇમેન્ટ તમે નોંધી લેજો હોં કાલે હું દસ વાગે આવીશ ના હું બહારગામથી આવું છું એટલે ટ્રાવેલિંગમાં કરી હા તો શક્ય હોય તેટલો મને જલ્દી જવાબ આપજો ને તમે એ સારું એવી બીજી કોઈ તકલીફ હશે તો હું તમને જણાવી દઈશ એ સારું તો તમારા ડૉક્ટરને પૂછીને પછી મને કૉલ કરજો જેથી મને જલ્દી જવાબ મળે